અમારા વિસ્તારમાં કાંકરિયા તળાવ લાલ દરવાજા ભદ્રનો કિલ્લો ભદ્રકાળીનું મંદિર અટલ બ્રિજ રિવરફ્રન્ટ કાંકરિયા તળાવ જામા મસ્જિદ સીદી સૈયદની જાળી ઝૂલતા મિનારા અનેક વસ્તુઓ આવેલી છે